આજકાલ જે પ્રથાઓનું નવી પેઢી ચુસ્તપણે એટલી પણ પાલન કરતી નથી જેવી આપણને અપેક્ષાઓ છે આપણાં શાસ્ત્રો પરની પકડ ઢીલી પડી હોવા અંગે ઘણા એવાં મંતવ્યો રહેલાં છે તેમાંથી હું તમને બતાવીશ કે હલકી શાસન વ્યવસ્થા અને આપણે જ ધ્યાન રાખવું જોઈએ ને વૃક્ષો વધુને વધુ વાવવાં જોઈએ સાંસ્કૃત સ્થળો હોય ત્યાં આપણે કોઈપણ પ્રકારનું નુકસાન કરવું જોઈએ નહીં